યોગ યોગ એટલે શું એ આપણા પ્રાચીન કાળના આપણા ઋષિમુનિઓ યોગથી જ પોતાનું શરીર તંદુરસ્ત રાખતા હતા ફીટ રાખતા હતા અને વર્ષોથી પ્રાચીન કાળથી યોગનું મહત્ત્વ ખૂબ જ છે આપણા નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એ પણ યોગથી જ પોતાનું શરીર ચુસ્ત રાખે છે મને પણ ખૂબ જ ગમે છે યોગ કરવાનું હું રોજ સવારના ઊઠીને યોગ માટે જાઉં છું યોગમાં તમારે કપાલભાતિ છે અને અનુલોમ વિલોમ છે અને શ્વાસોશ્વાસની જે પ્રક્રિયાઓ છે તેનાથી કરવાના તમને ખૂબ જ લાભ થાય છે કપાલભાતિ કરવાથી તમને ખૂબ જ લાભ થાય છે તમારું મગ મન એકદમ શાંત રહે છે તમને ડિપ્રેશન નથી આવતું તમને ખૂબ ખૂબ સારું લાગે છે રોજ યોગ કરવા જોઈએ અને યોગથી ઘણી ઘણી ઘણી ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે છે તમને એમાંથી તમને શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી બી તમને મન એકદમ સ્ટેડી થાય છે તમારું ખરાબ વિચારો નથી આવતા તમારા મનમાં અને ખૂબ જ મહત્ત્વ છે યોગનું યોગ કરવાથી તમને શરીરમાં જે આળસ આવે છે જે સુસ્ત આવે છે તે બધી જ તમારી દૂર થાય છે અને જે કપાલભાતિ જે તમે કરો છો તે ખૂબ જ શાંતિથી કરવી જોઈએ તમારે તેનાથી તમને ઘણા ઘણા ફાયદા થાય છે બીજું કે તમે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો ઊંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો તેનાથી તમારા જે નકારાત્મક જે બધા વિચારો છે તે બી તમારા દૂર થાય છે અને એક કરવા જ જોઈએ યોગ એવો મારું માનવું છે